દોડવા માટે કહો તો સવારનો સમય એકદમ સારો છે કારણ કે સારું વાતાવરણ હોય છે અને આપણે બહુ જ સવારે આમ જોવા જઈએ તો એક આપણે ઊઠીએ છીએ એટલે સ્ફ સ્ફૂર્તિથી ઊઠીએ છીએ સાંજે તો આપણે જુઓ તો આમ થાકેલા હોઇએ છે કેમકે આખો દિવસ નોકરી કરી હોય ધંધો પરથી આવ્યા હોઈએ સવારે સારામાં સારો સમય હોય તો કે દોડવાનો કે સ સવારનો છે કે સાવરે ની માણસ દોડે વ્યક્તિ તો આખો દિવસ એનો હ એકદમ સારો પસાર થાય છે ને એમ અ આખો દિવસ કંટાળો ના આવે ને સુસ્તી ના લાગે કામમાં એમનું મન લાગે એને ધ્યેયપૂર્વક એક કેન્દ્રિત ધ્યાનથી એ કામ કરી શકે છે તમે જોવો એ આળસ એનામાં જરાક પણ નથી રહેતી અને આખો દિવસ એનું મન બધું આ શું છે દોડવાથી એક કેન્દ્રિત રહે છે દિલ અ દિલ એનું એ રહે છે મજબૂત રહે છે પઇ શરીર માઇ અ શરીર દિમ દિમાગ પર એકદમ એ લોડ નથી રહેતો એકદમ હલકું રહે છે તો એટલે કે સારામાં સારું હું કહું તો ભાઈ સવારનો છે